જીવજંતુઓના ડંખને મટાડવા માટે અમારા ગામમાં ઘણાં બધાં પ્રયત્નો કરે છે અમારા ગામડામાં જ ઘર ઘરગથ્થુ જ ઉચાર ઉપચારો કરવામાં આવે છે અને ઘરના કહે છે આવું કરવાનું તેવું કરવાનું તો અમે તે જ કરીએ છીએ જેમ કે ઘણાં બધાં જીવજંતુ હોય છે મધમાખી સાપ કૂતરા વિંછી અળો બિલાડી ઉંદર બધાં જીવજંતુ હોય છે તે આપણાને ડંખ મારે છે કરડે છે તો ઘરના જ ઘરના જ ઘરગથ્થુ જ ઘરગથ્થુ જ ઉપચારો કરે છે જેમ કે મધમાખીના ડંખથી ડંખ મારે તો અમે લોખંડ લોખંડ ઘસીએ છે અને તેથી સારું થાય સાપ કરડે તો જ્યાં ડંખ માર્યો હોય ત્યાં તેનથી થોડું ઉપર અમે એક કપડું બાંધી દઈએ છીએ જેથી ઝેર ઉપર ન જાય અને કુતરા કુતરાના ડંખથી બચવા માટે આપણે હોસ્પિટલ જઈએ છીએ અને ત્યાં બધું કરવામાં આવે છે કૂતરાની લાળ સારી ના હોવાથી તે પહેલાં સાફ કરી નાખવામાં આવે છે અને વીંછી પણ ડંખ મારે છે તો તેનું તેનું ઝેર ઉપર ન જવા દે દેવું જોઈએ અને ગામડામાં તો અળા ને એવું ખૂબ હોય છે તો તે લાગે તો જ્યાં લાગ્યું હોય ત્યાં તેના વાળ રહી જાય છે અને તેને મટાડવા માટે વાળ ઘસીએ છીએ અને છાણા હોય તે ઘસવામાં આવે છે જેથી તેનો રહે ના વાળ અને ખજવાળે ના એ માટે ઘણાં બધાં પ્રયત્ન કરે છે અને આવા જીવજંતુથી અમે દૂર જ રહીએ છીએ અને